ભારત એ એક બિનસાંપ્રદાયિક દેશ છે જેનાં કારણે ભારતમાં રહેતાં તમામ પ્રજાતિઓ પોતાની પસંદગી અનુસાર ધર્મ પાળી શકે છે ભારતમાં હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ પારસી જૈન બૌદ્ધ વગેરે ધર્મનો પણ સમાવેશ થાય છે ગુજરાતમાં પણ હિન્દુ ધર્મની સંખ્યા વધુ છે હિન્દુ ધર્મમાં ઓમ એ પ્રતીકનું ચિહ્ન ગણવામાં આવે છે હિન્દુ ધર્મનાં લોકો મંદિરમાં જાય છે

હિન્દુ ધર્મમાં તહેવારો જેમકે દિવાળી હોળી નવરાત્રિ દશેરા વગેરે મુખ્ય તહેવારો માનવામાં આવે છે જે લોકો આનંદ ઉત્સવથી ઉજવવામાં આવે છે લોકો તે દિવસે હર્ષોલ્લાસથી પોતાનું ઘર આંગણું સજાવીને આનંદ ઉલ્લાસથી પોતાનો તહેવાર ઉજવે છે હિન્દુ ધર્મમાં સુસંસ્કારોનો પણ સમાવેશ થાય છે સુસંસ્કારોમાંથી હું અહીં ત્રણ સંસ્કારોનો ઉલ્લેખ કરવા માગું છું જન્મ સમયે જન્મ સમયનો સંસ્કાર બીજો લગ્ન સંસ્કાર અને અંતિમ છે મૃત્યુ સંસ્કાર મૃત્યુ જો કોઈ માણસનું મૃત્યુ થયું હોય તો તેને અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે આમ અહીં હિન્દુ ધર્મનાં લોકોમાં વિવિધતા આ જોવા મળે છે ત્યારબાદ હું અહીં મુસ્લિમ ધર્મ વિશે પણ કંઈ કહેવા માગીશ જેમાં મુસ્લિમ ધર્મનાં લોકો પોતાના મસ્જિદમાં જાય છે જેમાં નમાઝ પઢે છે તેઓના ઈદ જેવા તહેવારો પણ હર્ષોલ્લાસથી તેઓ ઉજવે છે શ્રાવણ ઈદ ઈદના મહિનામાં તેઓ રોજા પણ કરે છે તેઓ તેઓનાં મૃત્યુ બાદ તેઓને દફન વિધિ કરવા માટે શબ ગોઠવવામાં આવેલાં હોય છે આમ અહીં આપણે ધર્મ વિશેની માહિતી મેળવીએ છીએ જુદા જુદા ધર્મ હોવા છતાં અહીંનાં ભારતનાં લોકો સાથે મળીને રહે છે વિવિધતા હોવા છતાં તેઓ એકતાભર્યું જીવન જીવે છે એકબીજા પ્રત્યે આ આખીય પૃથ્વી એ આપણું કુટુંબ છે એમ કરીને જો જીવીએ ને તો આખી દુનિયા શાંતિથી જીવન પસાર કરી શકે છે આમ અહીં આપણે વિવિધતામાં એકતા દ્વારા ભારત દેશ સારી રીતે કાર્યશીલ છે